હલો હા બોલો

હા હા હું બળદ રાખું છું અને એ બળદનો ઉપયોગ અમે ઢેડ જે કૂવામાંથી પાણી કાઢે ને એ જૂની પધ્ધતિ છે ઢાળિયા પધ્ધતિથી અમે ખેતી કરીએ છીએ પાણી વાળવાનું ને એવું હા હ હં

હા સર તમે જે કહો છો તે માહિતી તો બરાબર છે પણ અમારી પાસે જે ટ્યુબવેલ કરાવો ડ્રિપ ઇરિગેસન કરાવો એના માટે પૈસાનો થોડોક પ્રોબ્લેમ છે પૈસાની ખેંચ પડે છે હલો હલો હલો સર માહિતી તો બરાબર છે એના માટે પૈસા માટે અમારું આયોજન નથી તો પૈસાને અમે ક્યાંથી સગવડ કરીએ ને પૈસા છે નહીં એટલા બધા તો અમારે શું કરવું જોઈએ એને વિશે માહિતી આપી શકો હા હા હા